જેમકે અલગ અલગ પ્રકારનાં બ્રાન્ડનાં ટેક્ટર એમાં છે ફામટ્રેક સોનાલિકા મહિન્દ્રા જોન ડિયર તે અલગ અલગ પ્રકારનાં ટેક્ટર છે જે જમીન ખેડવા માટે જમીનનું લેવલ કરવા માટે બીજના રોપાણ માટે દવા છાંટવાઓ માટેનો ઉપયોગ થાય છે અને એમાં જોવા જાઈ તો આપળે જે અત્યારની પધ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો આ જે ટેક્ટર છે તેમાં એક તો સમયની બચત થાય પણ એની સામે આપણા પૈસા પણ વધારે જાય અને ડીજલ પણ વધી જાય તો તેમાં આપણે જેમકે પ્રકૃતિનું નુકસાન કહી શકાય એનાં ધૂમાડાઓથી અને જેમકે પહેલાંના જમાનામાં વાત કરીએ તો એમાં આપણે હળનો ઉપયોગ પાવડાનો ઉપયોગ કોદાળીનો ઉપયોગ કરતા હતા તેમાં આપણે એક તો ગાડું હોય તેમાં બળદ હોય હા એના ઉપર આપણે બેસીને જાતે ખેડવું પડતું હતું ખેતર એમાં આપણે ટાઈમ લાગતો હતો પણ એમાં આપણે પૈસાની બચત પણ થતી હતી અને જે એમાંથી પાકનું ઉત્પાદન થતું હતું તે આપણને ખાવા માટે પણ સારો ફાયદો થતો હતો એક કેમિકલ વગરનું કારણ કે એમાં આપણે દેશી ખાતર નાખતા હતા અને અત્યારે તો દવાઓવાળું બધું થઈ ગયું છે એટલે તેનાથી આપણને નુકસાન પણ વધારે છે તો એવી રીતે જોવા જઈએ તો અત્યારની નવી પદ્ધતિ કરતાં જૂની પદ્ધતિ જ સારી હતી તેનાથી આપણને ફાયદો સારો થતો હતો